રમતો એક પ્રકારે મનોરંજનનો તો કારણ છે જ પરંતુ માનસિક સ્વાસ્થ્ય સાથે પણ એ જોડાયેલી જોવા મળે છે કારણકે રમતની અંદર આપણું શારીરિક માનસિક દરેક રીતે આપણે ત્યાં ઉપસ્થિત હોઇએ છીએ માટે રમત ગમત તો કરવી જ જોઇએ કેમકે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે રમતો ખૂબ જ અગત્યની છે તો રમતોની અંદર જોડાવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય તો સારું રહે છે પરંતુ આપણી શારીરિક ક્ષમતામાં પણ વધારો થતો હોય છે અને માનસિક તણાવો પણ દૂર થતા જોવા મળતા હોય છે માટે હું તો કહીશ જ કે રમતો એ મનોરંજન તો ખરાં જ પરંતુ તણાવને હળવું કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે માટે આપણે દિવસમાં એક વખત તો રમત રમવી જ જોઇએ જેથી કરીને આપણું શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે માટે રમત ગમત જીવનની અંદર ખૂબ જ જરૂરી વિષય બની ગયો છે માટે આપણે તેને અવગણવું ન જોઈએ અને તેના માટે પૂરતા પ્રયત્નો કરીને રમતોની અંદર ભાગ લેવો જોઈએ જેથી કરીને આપણું શારીરિક માનસિક અને આપણું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે આપણે રમતોની અંદર દરેક વખતે જોડાવવું જ જોઇએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય તો સારું રહે પરંતુ આપણું મનોરંજન પણ થાય છે જેથી કરીને સરસ રીતે આપણે રહી શકીએ માટે રમતો સાથે મનોરંજન અને તણાવ પણ હળવા થઈ જાય છે માટે આપણે રમનો રમતો તો રમવી જ જોઈએ માટે તેથી જ કહીશ કે રમતો એ જીવનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે માટે રમતો એ રમવી જ જોઈએ એ મનોરંજન પ્લસ આપણો તણાવ હળવો કરવા માટે એક અનેરું સાધનરૂપ આપણને મદદ થાય છે માટે રમતો આપણે રમવી જ જોઈએ